ટ્રેનમાં સફર કર્યા બાદ હું મારા ગામમાં મોડી રાત્રે પહોંચ્યો પહોંચ્યા પછી મને કોઈ પણ ટેક્સી કે રિક્ષા નથી મળતી અને એના પછી જ્યારે મને એક ટેક્સી ડ્રાઈવર મળ્યો એને મને મારા ઘરે સલામત રીતે પહોંચાડીને મારો ઉદ્ધાર કીધો એ ઉદ્ધાર કરવા બદલ હું એનો આભાર માનું છું એ ડ્રાઈવર બહુ સારો હતો એ મારી જોડે બહુ સારી રીતે વાત વાર્તા કરી અને મને ઘરે સલામત રીતે પહોંચાડી દીધો